ભારતમાં આરોગ્ય વ્યવસ્થાની વાત કરીએ તો એનાં બે પાસા છે સારાં અને નરસાં જેમ કે સારા પાસાની વાત કરું તો વિદેશથી પણ લોકો ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવા ભારતમાં આવે છે એક તો ભારતમાં જે ડેન્ટલ ટ્રીટમેન્ટ મળે છે એ બેસ્ટ છે ખર્ચાની રીતે જોવા જઈએ તો વિદેશ કરતાં કદાચ વન ફોર્થ ફેઝમાં એ ટ્રીટમેન્ટ પતી જાય છે અને એટલે જ વિદેશથી લોકો અહીંયા આવે છે અહીંયા એ લોકોને સ્ટે સાથે પણ ટ્રીટમેન્ટ સસ્તી પડે છે બીજા એવા કેટલાં પાસા છે કે જેમાં ભારતમાં ઘણી બધી ફેસીલીટીઝ સારી છે પણ એની સામે જોવા જઈએ તો ભારતમાં ડોકટરો તો ઘણા સારા છે પણ ઘણીવાર પેશન્ટોને એટલા બધા ખરાબ ફેઝમાંથી પાસ થવું પડે છે કે જેમ કે એમને જે ડીસીઝ ના હોય એનું નિદાન થઈને એ લોકોને ગભરાવવામાં આવે છે ક્યાં પછી કેટલાક કેન્સર પેશન્ટોને કેમોથેરાપીની જરૂર નથી હોતી તો પણ એવું કહેવામાં આવે છે કે તમને કેમો લેવી પડશે આવાં તો અનેક ઉદાહરણો છે કે જેમ કે પેશન્ટની હેલ્થ ઉપર કે પેશન્ટની મેન્ટલ સિચ્યુએસન કરતાં મને એવું લાગી રહ્યું છે કે હોસ્પિટલ્સને પૈસા બનાવીને પોતાની હોસ્પિટલનું નામ કમાવવામાં વધારે ઇન્ટરેસ છે આવી રીતે જો કદાચ ખોટું નિદાન થાય ક્યાં બિચારું નોર્મલ પેશન્ટ હોય એ પ્રાઇવેટ હોસ્પિટલો કરતાં જો ગવર્મેન્ટ હોસ્પિટલમાં જવા જાય તો ત્યાં સ્વચ્છતાનો અભાવ સ્ટાફ ઓછો હોય ક્યાં સ્ટાફ જે હોય એ પ્રોપરલી પેશન્ટને સાથે વાત નથી કરતાં બહુ જ રુડલી જવાબ આપે છે લાંબી લાંબી લાઈનો હોય ડોકટરોની ફેસીલીટી બરાબર ના હોય અને બીજી જનરલ સેવાઓ તો ક્યાંથી મળી શકવાની છે કારણ કે ભારતનાં પોપ્યુલેશન પ્રમાણે એટલી બધા લોકો હોય છે જે જનરલ હોસ્પિટલમાં હોય છે એ લોકોને તો બિચારાઓને પૂરતી સેવાઓ શું પૂરતા બેડ પણ મળતા નથી સો મને એવું લાગી રહ્યું છે કે ભારતમાં થોડીક આરોગ્ય વ્યવસ્થા સુધારો થાય તો કદાચ ભારતના જે ડોકટરો પેશન્ટોને જે ટ્રીટમેન્ટ આપે છે અને જે રેટથી ટ્રીટમેન્ટ આપે છે એ કદાચ બીજે ક્યાંય પણ નહીં મળી શકે